હા હા ડ્રોઈંગ સ્કૂલ ટાઈમમાં તો બધા ઘણાં બધા ડ્રોઇંગસ કરેલાં એ પછી એક અરસા પછી જ્યારે બ્યુટી પાર્લરનો કોર્ષ મેં શરૂ કર્યો ત્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે ટીચરે બ્યુટિશ્યને કહ્યું કે તમે મહેંદીની ડિઝાઇન હાથમાં સ્ટાર્ટ કરો તમારું ડ્રોઈંગ સારું છે તો પણ ત્યારે મારો હાથ એટલો બધો ધ્રૂજવા માંડ્યો ને કે હું ડ્રોઈંગ કરી જ ન શકી પણ એમણે મને શીખવાડ્યું કે તમે જે મૂકી દીધું છે એ કામ ફરીથી તમે શીખો ને એમાં હું સક્સેસ થઈ